હાલો હા હા ભાઈ મારો ઓડર નંબર લખોને હા ચાલુ રાખો બોલું ઊભો રે એટલે લખો બરોબર હા એક બે ત્રણ ચાર પાંચ છ હા હા ડિલેવરી તો મને મળી ગઈ કાલેજ મને મળી પણ છે ને હું તમારા આ સર્વિસથીને જે મને ડ્રેસ મળ્યો છે એમાં હું બહુ ખુશ છું અને તમારી સર્વિસ બહુ સારી છે મેં આવું ધાર્યું નહોતું એનાથી મને સારું મળ્યું નાના ચોકસ એ તો તમારે મારે જે સારું હોય તો મારે કહેવું જ પડેને કેમ બધે ફિડબેક આપતા હોય ખરાબ હોય તો ખરાબ કહેવાનું સારું હોય તો સારું કહેવાનું છે એટલે મારે ફિડબેક તો દેવો જરૂરી જ છે ને હું મારા ના મારા ફ્રેન્ડ્સને હું રિકમેન્ડ કરીશ આપણી આ એપમાં ભરવા માટે તમારી સર્વિસ બહુ સારી છે હં હા હા હવે હા ઓકે